હલો હાં કૃપાલી હું તમારી મિત્ર હિરલ બોલી રહી છું અને સફર પર જવા માંગીયે છે એના માટે અમે ત્રેવીસ ઓગષ્ટ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ અમે સાપુતારા હિલ સ્ટેશન જવા માટે પસંદ કર્યું છે પરંતુ જવા માટે અમને કોઈ રસ્તો ખબર નથી તેમાં જ અમે સફર કરવા માટે પસંદ કરેલું સ્થળમાં મુશ્કેલી ન પડે તે માટે અમને ગુગલ મેપનો ઉપયોગ કરવો છે પરંતુ અમને ગુગલ મેપનો નૅવિગેશનનો ઉપયોગ કરતા આવડતું નથી તો આપને ગુગલ મેપ નેવિગેશનો ઉપયોગ કરતા આવડે છે જો આવડતું હોય તો અમને તેમનો જવાબ આપશો તેમાં શેના પર મુસાફરી કરીએ તો સલામત રેહશે તે પણ જણાવશો બાઈક કાર ટ્રેન બસ શેમાં બેસું તો વધુ સલામત રહેશે તે પણ જણાવશો અને એનો ખર્ચ કેટલો હશે તે વિસ્તારમાં રસ્તા જાણવા માટે અમે શેનો ઉપયોગ કરીશું ત્યાં આવા જવાનું ભાડું કેટલું હશે તેમ જ ત્યાં રેહવાની સુવિધા હશે ખરી જો તેમાં ત્યાં ભોજનની સુવિધા રેહઠાણની સુવિધા વગેરેની માહિતી પણ પુરી પાડશો તેમજ અમે પસંદ કરેલા સ્થળ સુધી જતાં કેટલો સમય લાગશે એટલે કૃપાલી મને આ તમામ માહિતીની જરૂર છે તો અમારી આ બધી માહિતીઓના ઝડપથી જવાબ આપશોજી જો અમે જે તે સ્થળ પર પહોંચી ગયા હોય અને ત્યાંથી અમારું કોઈ વ્યક્તિગત સંદેશા વ્યવહાર કરવાનો હોય તો અમે તે વિસ્તારમાં કેવી રીતે સંદેશા વ્યવહાર કરી શકીએ ત્યાંનું નેટવર્ક કેવું હશે અમે તેની માહિતી પણ આપશો ગુગલ મેપનો ઉપયોગ વિશે પણ જણાવશોજી હું મારી આ તમામ ચિંતાઓનું તમારા સમક્ષ વ્યક્ત કરું છું તો આપ ઝડપથી તેનો સત્વરે જવાબ આપશોજી